હાલો હા મારે છે ને ચિકનને ખરીદવા છે તો એના માટે મને થોડીક માહિતી આપને કે કયા કયા ચિકન તમારે ત્યાં અવેલેબલ છે અને એની શું પ્રાઇઝ છે અને ચિકન કેટલા ફ્રેશ છે એના વિશે પણ મને માહિતી જોઈએ છે

ના મને કાચું જ ચિકન જોઈએ છે એટલે હં એ કાચું ચિકન ને એની ઉપર હું કેટલા કિલોમાં મળશે ને એ પણ મને કહો એમ તો મને ઘણું બધું ચિકન જોઈએ થોડો ભાવ ઓછો કરો ને તમે ઓકે મને દસ કિલો ચિકન કાચું ચિકન જોઈએ છે ચાલો આપણે દસ કિલોનું કાચું ચિકન ડન કરીએ અને એની સાથે તમે પેલું બટર ચિકન અને એનું કીધું તો એનો પણ ભાવ કહો અચ્છા કઈ રોટી તમારે ત્યાં મળશે હા તો એ પાંચ પ્લેટ તંદૂરી ચિકન ની સાથે બટર રોટી અને નાન કરો હા

એ પણ પાંચ કરી દો ને હં હં ચાલે હં ના ના હું જાતે જ આવી જઈશ